ગુજરાતમાં પ્રવાસીઓ માટે સલામતી અને સાવચેતી મહત્વપૂર્ણ છે ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી વખતે તમારા દસ્તાવેજનું સલામત રાખવું તમારી આઈડી પાસપોર્ટ અને મુસાફરીના દસ્તાવેજોને હંમેશા તમારી પાસે રાખવું શક્ય હોય તો મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવી રાખવા સ્થાનિક નિયમોને આદતોનું અનુકરણ કરવું પણ જરૂરી છે ગુજરાતના સ્થાનિક સાંસ્કૃતિક અને નિયમો વિશે જાણકારી મેળવો આમ ખાસ કરીને ઇચ્છિત કરો અને સમાજના માન્યતાઓને અનુરૂપ વર્તન કરો ટ્રાવેલિંગ માટે વિશ્વનીય સ્થળો પર જ ખાવ ખોરાક અને પાણી પીવા માટે ખાસ કરીને જાહેર સ્થળોએ સ્વચ્છ અને વિશ્વનીય જગ્યા પસંદ કરો ફોન મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને પણ આપણે ઘણા પ્રવાસીઓનું મદદરૂપ બની શકીએ છે તમારા પ્રવાસ દરમિયાન સંપર્કમાં રહેવા માટે તમારી મોબાઇલ ફોનની ઇન્ટરનેટ સેવા સક્રિય રાખો લોકલ નંબરો અને આપાતકાલીન સંપર્ક વિગતો નોંધવી આર્થિક સંસાધનોનો પણ ખૂબ ઉપયોગ જોવા મળે છે જેમ કે ડેબિટ ક્રેડિટ કાર્ડ અને રોકડા પૈસા બંને સાથે રાખો અને જે શક્ય હોય તો પૈસા વહેંચવાની એન્ટી ફ્લૂ ટેક્સ અને સાચવેતી અપનાવો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સાવચેતી રાખવા જેવી ઘણી બધી બાબતો છે જેમ કે પરિચિત અને લાઇસન્સવાળા વાહનોનો ઉપયોગ સ્વચ્છ અને લાઇસન્સ વાળા પબ્લિક ટ્રાન્સપોર્ટનું જ ઉપયોગ કરો ઓટો રીક્ષા અથવા ટેક્સીનો ઉપયોગ કરતા પહેલાં ડ્રાઇવરની ઓળખ તપાસો પબ્લિક ટ્રાન્સપોર્ટના પ્લાન અને ટિકિટો માટે વિશ્વસનીય વેબસાઇટ અથવા એપ્સનો ઉપયોગ કરો બુકિંગ પુષ્ટિ માટે ચોક્કસ ડોક્યુમેંટ્સ અથવા મેસેજ મેળવીને બુકિંગ પાત્રનો ચોક્કસપણે તપાસણી કરો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમારા બેગ અને વ્યક્તિગત વસ્તુઓ ઉપર વિશેષ ધ્યાન રાખો મૂલ્યવાન વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને પર્સને સાવચેતી પૂર્વક રાખો ટ્રાન્સપોર્ટમાં મુસાફરી દરમ્યાન સંયમ અને આત્મવિશ્વાસ દાખવો અનિશ્ચિત ટિપ્સ માર્ગદર્શન અથવા આસપાસના લોકોને અનુસરો જો જરૂરી હોય તો ડ્રાઇવર કે કંડક્ટર સાથે સાવચેતીપૂર્વક વાતચીત કરો તમારા અંગત વીસીન્સ સ્પષ્ટ નિર્દોષ આપવો તમારા દસ્તાવેજો અને સલામતી રાખવી એ પણ ટ્રાન્સપોર્ટ અથવા તો કે પ્રવાસ દરમ્યાન ખૂબ જરૂરી હોય છે તમારું પાસપોર્ટ વિઝા અને અન્ય મહત્વપૂર્ણ ઓળખાણ પત્રો સાથે રાખવા દસ્તાવેજો ને સુરક્ષિત જગ્યાએ જેમકે અવરોધિત કેબિન અથવા પોશાકની અંદર રાખવું ગુજરાતની સ્થાનિક આદતો અને ધાર્મિક મહત્વને સમજવું જેમકે નમ્રતાથી વર્તન કરવું અને સામાજિક નિયમોનું પાલન કરવું એતિહાસિક અને ધાર્મિક સ્થળોએ માન્યતાઓ અને અનુસરવામાં આવેલ રીતસરનું પાલન કરવું સુરક્ષિત અને સ્વચ્છ ખોરાક માટે જાણીતાં રેસ્ટોરન્ટ અને સ્ટોલ પસંદ કરો પાણી પીવા માટે બોટલ બંધ પાણી ઉપયોગ કરો જો ખોરાક રસોઈ માટે ખુબ તૈયાર કરવામાં આવે છે તો તેની સફાઈ અને તાજગીનું ધ્યાન રાખો તમારા પરિવારજનો અને મિત્રો સાથે કૉન્ટૅક્ટમાં રહેવું મોબાઇલ ફોન પરના સ્ટેશનરી રી રીસર્ચ અને ઇમેલનો ઉપયોગ કરીને ટાઇમ ટૂ ટાઇમ અપડેટ આપો ટ્રાન્સપોર્ટ સ્થાનના માર્ગો અને ખાણીપીણીની જગ્યાઓ માટે લોકલ મેપ મેપ્સ ટ્રાવેલ એપ્સનો ઉપયોગ કરવો રોકડ અને ડેબિટ કાર્ડ બંને સાથે રાખવું જ્યારે રોકડ સાથે કરું તો ઓછામાં ઓછી રકમ જ ખરીદવું મોટા રકમને ખોટા વિમાની સંભાળ કરવું આર્થિક ચિન્હોનું નકલ કર્યા વિના કાર્ડની સુરક્ષિત વ્યવહાર કરવાની બાબતો ધ્યાનમાં રાખવી ટ્રાન્સપોર્ટ રકમ પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી કે બસ ટ્રેન મેટ્રો અને સિટિ ટેક્સીના ગસનીયનો ઉપયોગ કરો ટેક્સી કે ઓટો રિક્ષા બુક કરાવી વખતે વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ડ્રાઇવરની વિગતો ચકાસો ડ્રાઇવરનું લાયસન્સ અને વાહનો રજિસ્ટ્રેશન ચોક્કસ રીતે ચકાસો ઓનલાઇન પબ્લિક ટ્રાન્સપોર્ટ ટિકિટ અને બુકિંગ માટે ફેમસ અને ચેક યોર પ્લેટફોર્મ ઉપયોગ ટિકિટ ફોન ફોન કમિશન અને સ્લોટમાથી પુષ્ટિ મેળવો તમારા બુકિંગ અને પેમેન્ટને ફોન કોન્ફર્મેશન ઇમેલ અથવા મેસેજને સાવચેતીપૂર્વક સાચવો આમ માર્ગદર્શિતાઓ અનુસરીને તમે ગુજરાતના પ્રવાસ દરમિયાન સલામતી અને આરામને સુધારી શકો છો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ સાવચેતીથી કરશો